હં તમે લેમન ગ્રાસ હોટલમાંથી બોલો છો હું તમારે ત્યાં ઓર્ડર આપેલો એક કલાક પહેલાં હું વિરાજ ગોહિલ બોલું છું અને મારો કોટ તમારે ત્યાં હશે જ હું તમને ઓર્ડર આપેલો એમાં પંદર જણની રસોઈ કીધી હતી હવે મારે પચીસ જણની કરવાની છે તો એમાં વાનગીઓમાં હું દાળ ભાત શાક રોટલી સલાડ કીધું હતું છાસ કીધું હતું અને કેટલીક મીઠાઈ કીધી હતી હવે તો તમે એમાં ઉમેરજો એની સાથે મને છે ને પંજાબી વાનગી પણ ઉમેરજો કાઠિયાવાડી વાનગી પણ ઉમેરજો સાઉથ ભારતીય વાનગી પણ તમે ઉમેરજો અને છે ને તમે એની સાથે બહુ મસાલેદાર રાખતા નહીં તમે એમાં સ્વાદ અમારાથી ભાવે એવી રીતે બનાવજો અને ગયા વખતે તમેં સોસ ચટણી આપવાનું ભૂલી ગયેલા અને થોડું એની સાથે પે તમારું જે પેકીંગ કરો છો એમાં પણ તમે સુધારો કરજો ઘરે આવેલા ત્યારે લીકેજ થયું હતું અને સમયસર મારા ઘરે આવી જાય તેવું તમે ધ્યાનમાં રાખજો અને તમારી હોટેલમાં કોઈ એના સિવાય બહુ સ્પેશ્યલ વાનગી હોય તમારી હોટેલની કોઈ પ્રખ્યાત એ પણ તમે એમાં ઉમેરી દેજો અને તમે આમાં અમારે તમને રકમ કેવી રીતે આપવાની છે ઓનલાઇન આપવાની છે કે પછી અમે જ્યારે ઓર્ડર લેવા તમે અમારા ઘરે આપવા આવો ત્યારે અમે આપીએ તમને જે બિલ થાય છે તે હં અને તમારી હોટેલમાં કોઈ ડિસ્કાઉન્ટ નથી કે અમે તમારા રોજના ક કસ્ટમર ગ્રાહક છે તો તમે અમને ડિસ્કાઉન્ટ કોઈ આપે તો બહુ સારું હં કેટલા ટકા છે પચીસ ટકા સારું હવે મારું બિલ કેટલું થશે અંદાજ તમને ખ્યાલ આવે છે કેટલો અંદાજ થશે બે હજાર રૂપિયા ઓકે તો તો તેમાં પચીસ ટકા ડિસ્કાઉન્ટ

હં અને એમાં તમારા તમારી સર્વિસ સારી જ છે હં તો એના માટે મારે તમને મારો અભિપ્રાય જણાવવાનો છે સારું જેવું તમે મારા ઘરે કુરીઅર કરી દેશો ડિલિવરી થઈ જશે એટલે હું તમારી એપ્લિકેશનમાં જઈને ફીડબેક પણ આપી દઈશ હં અને તમારું આ વિસ્તારમાં તમારી હોટેલ જ ફેમસ છે પ્રખ્યાત છે એટલા માટે અમે તમારે ત્યાં વારંવાર આવીએ છીએ અમે તમારા રોજના ગ્રાહક છે અને અમે હોટલમાં જ ડાઈરેક આવ્યે છીએ પણ આજે મારા ઘરે મેહમાનો વધારે હોવાથી અમે ત્યાં હોટેલમાં ડાઈરેક નથી આવી શક્યા એટલે ઘરે અમે ડિલિવરી કરાવી છે હં ઓકે અને પછી તમે બીજી કોઈ પીઝા સેન્ડવિચ રાખો છો હા તો તમે પણ એ પણ મોકલી શકો છો પીઝા હા પીઝામાં અમને સાદો પીઝા એકદમ મોકલજો સેન્ડવીચમાં ગ્રીલ સેન્ડવીચ મોકલજો હા ઓકે તો એમાં મારે એમાં ડિસ્કાઉન્ટ મળશે પીઝા સેન્ડવિચમાં નહીં મળે ઓકે સારું કંઈ વાંધો નહીં હા અને આ જે તમે અમારું આ પચીસો બિલ થયું બે હજાર પાંચસો રૂપિયા તે અમારું કું ઓનલાઇન જે તમે કરો છો ડિલિવરી ચાર્જ પણ લાગી ગયો એમાં સારું નથી લાગ્યું હા કંઈ વાંધો નહીં એટલે ડિલિવરી ચાર્જ ફ્રી છે સારું ઓકે